હલો હલો હાજી હા સાહેબ હલો તો અવાજ આ તમારી જે હોસ્પિટલ છેને એમાં મારા સગા દાખલ થયા છે એને તકલીફ છે એટલે તમારા વોર્ડમાં તો એનું નામ અશોકભાઈ છે એમની ઉંમર અડતાલીસ વર્ષ છે તો એને હવે આગળનું શું ટ્રીટમેન્ટને શું શું કરવાનું રહેશે ને એવું કહેશો કેમ છે એની તબિયત સુધારા પર કે શું એવું અમને જણાવશો જી હા હાજી હાજી ઓહો હા કેમો થેરાપી એટલે તો ઓલા શેકના શેક આપતા હોય એવુંજ હોયને હોહોહો હા એમાં થોડુંક વાળ ખરી જાય ને એવું બધું થઈ જાય અને પછી એ શેક તો અત્યારે આમ મતલબ અઠવાડીએ આપવાના બે ચાર કેટલા દિવસે આપવાના એવું કાંઈ બરાબર ઓહો ઓહો અને તો આમાં કેટલો ખર્ચો થશેને આ અત્યારે અંદાજે કેટલું રોકાવાનુ થશે હ હ હમ હા હા ને અને ત્યાં ઓલા બી પી એલનાને એવા લાભ મળે છે કૂંપનનું બીપીએલ હોય એના ડોનર હાજી હાજી કાંઈ વાંધો નહીં હા ના ના ટ્રીટમેન્ટ તો સારી છે એટલે તો અમને અહીં રાજકોટથી લખી દીધું ભલામણ કરી એટલે તો અહીં લઈ આવ્યા પણ હવે ચાલુ રાખશું બરાબર તો ભલે સાહેબ થેંક યુ હો તમારો આભાર હાજી હાજી થેંક યુ